ગ્રામ્ય લોકો માટે તેમનાં સમુદાય માં રમવાના મહત્વનો અભિપ્રાય એ છે કે તેઓ એક બીજાની સાથે મજબૂત સામાજિક સંબંધો બનાવી શકે સાંસ્કૃતિક વારસો જાળવી રાખી શકે અને પારંપરિક ખેલ ઊત્સવ અને રીતિ રિવાજોના માધ્યમથી આપસી મેળ ઝેલ વધે તેઓ માનતા હોય કે સમુદાય માટે રમવું ખેલવા અને સહભાગિતા વધારવામાં જીવનની ગુણવત્તા માનસિક આરોગ્ય અને સામૂહિક એકતા વધે છે તેથી તેઓને આપસી સહયોગ આનંદ અને સામાજિક સુરક્ષાનો અનુભવ થાય છે